મેં અત્યાર સુધીમાં ઘણી બધી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરેલો છે અને મેં ઘણી બધી વાનગીઓ બનાવી એમાં ઘ અમુક વાનગીઓ એવી પણ હતી કે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હતી મેં અત્યાર સુધીમાં બનાવેલી વાનગીઓ હોય તો તેમાં છે દાળ ભાત કઢી ભાત અન્ય પ્રકારનાં કઠોળ ધાન્ય જેવાં કે ઘઉં બાજરી મકાઈ અને સાથે સાથે જોવા જઈએ તો મગ એક એવી વાનગી છે કે જેની અંદર આપણને પ્રોટીન સારા એવાં પ્રમાણમાં મળી આવતું હોય છે ચણાની અંદર પણ પ્રોટીનનો ઘણો મોટો સ્ત્રોત હોય છે કઢી ખાવાથી માણસને કંઈક કાર્ય કરવાની ક્ષમતા વધારે પડતી જાગે છે અને દાળભાત એ પણ સારી એવી વાનગી છે અને સૌથી મહત્ત્વની વાનગી તો એ છે કે ખીચડી કે જે માંદા માણસ માટે ઘણી વખત ઉપયોગમાં લેવાતી હોય છે અને સાથે સાથે ભાત પણ સારી એવી વાનગી છે અને પહેલાનાં સમાના જમાનામાં જ્યારે શીરાની પણ વાનગી મહત્ત્વની ગણવામાં આવતી હતી શીરાની અંદર ચરબીનું ઘણું બધું પ્રમાણ હોય છે જેનાં કારણે કામ કરવાની કાર્યશક્તિમાં વધારો થતો હોય છે